અમારા વિસ્તારમાં ઘણાં બધાં એવા થિએટર્સ છે કે જેમાં હું ગયેલી છું અને હું એક વાર નહીં ઘણી બધી વાર થિએટરમાં ગઈ છું અને એ પણ મારા ફ્રેન્ડ સાથે ફેમિલી સાથે મને સૌથી વધારે છે ને મુવીઝ જોવા કોમેડી ગમે છે કેમકે કોમેડી મુવીઝ જોવાથી આપણે રિલેક્સ ફીલ થાય છે જ્યારે આખો દિવસ આપણે સ્કૂલ કોલેજ ટ્યૂશન સ્ટડી કામ કોલેજના ફંકશન્સ બધું અટેન્ડ કરીએ છીએ એકને એક વસ્તુમાં પડ્યા રહી છીએ ત્યારે થાક લાગે છે એટલે કોમેડી મુવીઝ જયારે જોઈએ છીએ ત્યારે આપણે મજા આવી જાય છે કોમેડી મુવીઝમાં પણ મારા હિન્દીમાં પણ મજા આવે છે અને ગુજરાતી મુવીઝમાં પણ ગુજરાતી મુવીઝ જ્યારે હું જોઉં છું ત્યારે મારા ફેવરીટ એક્ટર હોય છે મલ્હાર ઠક્કર યશ સોની જાનવી અને હિન્દી મુવીઝમાં તો ઓબીયસલી આઈ લાઈક અક્ષય કુમાર કેમકે એ બધાયના જે મુવી છે એમાં આપણે કંઈક કંઈક તો શીખ મળે જ છે અને હું જ્યારે પણ મુવીઝ જોવા જાઉં છું કોમેડી ત્યારે હું મારા ફ્રેન્ડ સાથે મુવીઝ જોવા જાઉં છું એમાં ઘણાં બધાં પ્રકારની કહીએ ને કે કોમેડી આવે છે આપણે એકદમ રિલેક્સ ફિલ થઈ જાય કે ભાઈ ના આજનો દિવસ આપણો એકદમ બેસ્ટ છે અને એ જે આપણા લાઈફમાં હસીનું જે મહત્વ છે કે હસતે રહો ખુશ રહો તો બસ મારું એવું છે કે હું બસ ગુજરાતી મુવીઝમાં કે હિન્દી મુવીઝમાં બસ કોમેડી જ ગોતતી હોય મને કોમેડી મુવીઝ જોવાની ખૂબ જ મજા આવી જાય છે અને એ ઘણાં બધાં એવા એક્ટર છે કે જે કોમેડી મુવીઝમાં આવી જ્યાં હોય તો કોમેડી મુવી આઈ લાઈક ઈટ હું ઘણી બધી વાર જ્યારે મુવીઝ જોવા જાઉં છું ત્યારે એનું સાઉન્ડ સિસ્ટમ બહુ જ મસ્ત હોય છે અમુક જગ્યા એવું હોય કે એનું સાઉન્ડ સિસ્ટમ થોડુંક લો હોય બટ આપણે એવું કરી શકીએ કે કદાચ સિસ્ટમમાં ફેરફાર થઈ જાય મને બહુ ગમે કે હું મારા ફ્રેન્ડ સાથે ને ફેમિલી સાથે પણ એમાં સૌથી વધારે ફ્રેન્ડ સાથે કેમકે કોમેડી એવા સીન આવે ત્યારે આપણે આપણા ફ્રેન્ડની સળી કરી શકીએ સળી મતલબ કે એની હેરાન કરી શકીએ સળી કરવી એ ગુજરાતીઓનો મોસ્ટ પોપ્યુલર એક શબ્દ છે કે જેમાં લોકોને ફ્રેન્ડસને અણી કાઢવાની બહુ જ મજા આવે અને એમાં પણ જો આપણે થિએટરમાં ગયા હોય તો થિએટરમાં તો ખૂબ જ મજા આવી જાય અને જે કોમેડી સીન આવે એમાં જે મસ્ત મજાક મસ્તી થતી હોય ને આખાય જે થિએટરમાં જોર જોરથી રાડો નાખતા હોય બધા મજા જ કંઈક અલગ છે અને એમાં પણ જ્યારે કોલ્ડ્રિંક્સ નાસ્તો પોપકોર્ન સોડા ઘણું બધું આપણને મળી જાય અને એ પણ આપણે સેલ્ફી એક સેલ્ફી આપણે ક્યારેય ન ભુલીએ જ્યારે આપણે થિએટરમાં હોય એકદમ અંધારું અંધારું હોય જ્યારે આપણે એન્ટ્રી કરીએ ત્યારે બધું શાંત હોય પણ જેવો જ વિલનનો કે હીરોનો પહેલો સીન આવે એ ભેગું જ આખું થિએટર વાવ વાવ વાવ કરીને ગુંજી ઉઠે અથવા તો રાડો નાખે ગુજરાતમાં તો ઘણાં બધાં એવા છે અને મેં પણ ઘણાં બધાં મુવી જોયા છે એમાં પણ કોમેડી જ જે હેરાફેરી છે હાઉસફુલના બધા જ પાર્ટ વન ટુ થ્રી ફોર બધાય અને ગુજરાતી મુવીઝના પણ બધા પાર્ટ જેમાં મલ્હાર અને યશ સોનીના બહુ મસ્ત કોમ હોય છે કોમ્બિનેશન મને ઘણી બધી જગ્યાએ સારા પણ થઈ ગયા છે એક્સપિરિયન્સ ને ખરાબ પણ ખરાબ એટલે કે જ્યારે હું થિએટરમાં જાઉં ને મારા ફ્રેન્ડ સર્કલ મારી સાથે ન હોય અથવા તો કોઈ પણ એવી સિચ્યુએશન આવે કે મારે એકલું જવું પડે મારી ટીકીટ બુક થઈ ગઈ હોય હવે ટીકીટ કરાવેલી મુવીનો સીન જે મૂળ બન્યો હોય એ તો આપણે કાઢી ન શકીએ એટલે મને મજા આવે આમ ફ્રેન્ડ સાથે ને ફેમિલી સાથે પણ બહુ મજા આવે કેમકે આપણા ભાઈ બેન હોય તો ચીલ આઉટ કરી શકીએ પણ બને ને એટલું તો મારા ફ્રેન્ડ સાથે જ મજા આવે ફેમિલી સાથે પણ મને મુવીઝમાં બહુ મજા આવે કેમકે મેં ફેમિલીનું એક મુવી જોયેલું છે જેમાં કોમેડી પણ હોય ત્રણ એક્કા ત્રણ એક્કા જે હમણાં જ અમે મુવી જોયું હતું એ મુવીમાં તો ખૂબ જ મજા આવી ગઈ હતી થિએટરમાં ત્યાંનો જે સીન હતો કે હું થોડીક લેટ થઈ ગઈ હતી જ્યારે અમારે ફીસ પે કરવાની હતી તો અમે લોકો લેટ આવ્યા તો થોડુંક લેટ થઈ ગયું તો એ માટે અમે થોડાંક લેટ પહોંચ્યા તો પછી થિએટરમાં જ અમે એન્ટ્રી કરી મજા આવી ગઈ રાજકોટમાં પણ મેં ઘણા મુવીઝ જોયા છે ઘણી બધી જગ્યાએ મને સારું એવું ફીલ થયું છે કે એના લીધે સાઉન્ડ સિસ્ટમ મસ્ત હોય એના સોંગ્સ મસ્ત હોય અને જ્યારે સોંગ આવે ત્યારે તો વાત જ જવા દ્યો સોંગમાં તો મજ્જા જ આવી એ સોંગ આવે એટલે પહેલેથી જ આવી ગયું હોય કે સોંગ છે આ મૂવીનું એટલે આપણે પાક્કું જ કરી લીધું હોય જયારે થિએટરમાં એ મુવી આવે એટલે મૂવીઝ જોવા જઈએ ભેગુ જ સોંગ ચાલુ અને આપણે પણ ભેગા ભેગા ગાઈએ રાજકોટમાં ક્રિસ્ટલ મોલ પાસે પણ હું ગયેલી છું ત્યાં પણ મને બહુ મજા આવે મુવીઝ જોવાની જોકે મુવીઝ તો આપણે ગમે ત્યાં જોઈએ મજાને મજા જ આવે છે મારા ઘણાં બધાં એવા જાણીતા વિસ્તારો છે કે જેમાં મેં મુવીઝ જોયેલા છે એમાં ખૂબ જ મોજ પડી જાય એમાં એમાં સૌથી વધારે મને કોમેડી મુવીમાં બહુ ઈન્ટરેસ્ટ છે પણ કયારેક કયારેક તો હું જોઈ પણ લઉં ફાઈટિંગવાળા મુવીઝ ફાઈટિંગવાળા મુવીઝ મને એટલે નથી ગમતા કેમકે મારા મારી હોય ને એ મને ગમે જ નહીં મારા મારી ને લીધે પછી આપણું મગજ ફરી જાય એના કરતા બેટર છે કે જ્યારે આપણે કુલ ફીલ કરવું હોય ને ત્યારે આપણે કોમેડી મુવીઝ જોઈએ કમસે કમ હસીને આપણે શાંતિ તો ફીલ કરી શકીએ બસ એવું જ મને કેવું છે અને ઘણાં બધાં મોલ અત્યારે તો મને નામ બી યાદ નથી કેમકે મેં ઘણાં બધાં જગ્યાએ મોલમાં જે સિનેમા હોલ્સ હોય છે એમાં હું ગયેલી છું ઘણી બધી જગ્યાએ મને મુવીઝના સારા એક્સપિરિયન્સ પણ થયેલા છે મજા પણ આવી છે અને સૌથી વધારે મજા ત્યારે આવે જ્યારે કોમેડી સીન ચાલતો હોય આપણા મોઢામાં જ્યારે પોપકોર્ન હોય કોલ્ડ્રીંક હોય અને એ જ ટાઈમે જ્યારે કોમેડી મુવીનો કોમેડી સીન આવે એ ભેગુ જ્યારે હસવા જાય અને સામે વાળા જે આપણી આગળ બેઠો હોય એના ઉપર મોઢાનું બધું બહાર આવે ને ફુવારો જે થાય ભાઈસાબ જે મજા છે એ તો અલગ જ ટાઈપની છે કોમેડી મૂવીઝમાં જયારે સીન કોમેડી ચાલતો હોય ત્યારે આપણી બાજુમાં જે કોમેડી સીન થઈ ગયો હોય એ જોવાની જે મજા છે એ જ અલગ છે ખરેખર હસી હસીને આપણે પાગલ થઈ જઈએ અને મારો એક મારો ખુદનો એક એક્સપિરિયન્સ છે હું મુવી જોવા ગઈ હતીને ત્યારે મારા દીદી મારા દીદી અને મારું ફ્રેન્ડ સર્કલ મીન્સ કે ફેમિલી અને ફ્રેન્ડ બધા સાથે જ ગયા હતા તો જે અમારું મુવી છે જે આપણું બધાંયનું ફેવરીટ હશે અક્ષય કુમારનું હેરાફેરી એમાં હેરાફેરીમાં જ્યારે ઓલમોસ્ટ સીન એવા છે કે જેમાં કોમેડી હોય તો એ કોમેડીમાં જ્યારે બાબુરાવ બોલે છે ઠોક સાલે ઠોક ઉસકી ખોપડી મેં ઠોક ત્યારે જે એ સીન આવે છે ને બધા મારા ફ્રેંડ્સ ને બધું અમે હસતાં હોય છે ત્યારે અમારા ભાઈના મોઢામાં જે કોલ્ડ્રીંક્સ હજી ગયું જ હોય છે એ સીન આવતા જ મારો ભાઈ એટલો હસે છે કે સામેવાળા જે અંકલ હતા મીન્સ કે અમારી આગલી સીટમાં જે અંકલ હતા એ અંકલના માથા ઉપર બધું જ કોલ્ડ્રીંક્સ ઢોળાઈ જાય છે અને એ ભાઈસાબ જે અંકલ ગાળો દે છે થર્ડ લેવલની બી પણ ઈટ્સ ઓકે એવું તો ચાલ્યા કરે પણ અંકલ પણ સમજી ગયા કે બિચારો છોકરો નાનો છે એટલે જવા દેવાય પણ ગાળો દેતા હતા એટલે કે એમ એ સામે નહીં મીન્સ કે એ મારા ભાઈને તો ખાલી ખીજાણા જ કે બેટા આ શું કરે છે આવી રીતના હોઈ પણ મનમાં તો એ ગાળો જ દેતા હશે કે આ છોકરાને શું ખબર નહીં પડતી હોય તો એવું મસ્ત મારું એક એક્સપિરિયન્સ છે અને હા મુવીઝ જોવા હોયને તો મારું સજેશન બસ એ જ છે કે તમે એક કોમેડી મુવી જોવો કોમેડી મુવી જોવામાં જે મોજ છે ને એવી મોજ ક્યાંય જ નથી કેમકે તમારા આખા દિવસનો જે થાક હોય છે તમારો ટ્રેસ હોય તમારી જે ચિંતા હોય એ બધું તમારા હસવાથી ગાયબ થઈ જાય છે ઘણાં બધાં મોલમાં આપણે સાઉન્ડ સિસ્ટમ સારી મળે છે અને નાસ્તો ફ્રીમાં દે છે પણ અમુક જગ્યાના થિએટર એવા છે કે જ્યાં આપણે ખાવા તો મળે પણ પૈસા દઈને ખાવું પડે જ્યાં આપણને પોસાઈ નહીં એટલે આપણે ખાઈ નહીં પણ નાસ્તો લઈ જઈ પણ એમાં તો નાસ્તો પણ અલાઉડ નથી એટલે આપણે ભૂખ્યું જવું પડે ત્યારે એ થિએટર મને ન ગમે અમારે એક થિએટર છે કહું પુજારા થિએટર એ જે થિએટર છે ને એમાં તો મોજ જ આવી જાય એમાં નાસ્તો પણ ફ્રીમાં અને તમે જે મુવીઝ જોવો ત્યારે તમારું જે સાઉન્ડ સિસ્ટમ તમને આપે એ થર્ડ લેવલ ભાઈસાબ જેમાં મજા આવે સાંભળવાની એમ થાય કે ના જે કોમેડી સીન આવે ત્યારે આપણે ફીલ આવે કે ના આ કોમેડી છે જ એટલે કે મોજ આવી જાય ભાઈસાબ આમ મજા જ આવી જાય સો આઈ લાઈક અ મુવીઝ એમાં પણ કોમેડી મુવી અને જેમાં એન્ટેરટેન્મેન્ટ થતું હોય અને એનું અક્ષયકુમારનું મુવી પણ છે એન્ટેરટેન્મેન્ટ જેમાં એ કુતરા સાથે હોય છે એ જે મુવી છે એમાં જે બંને લોકો મસ્તી મોજ કરે છે એમાં જે મજા છે એવી મજા ક્યાંય નથી તો મારું બસ કહેવાનું મતલબ એ છે કે તમે જયારે મુવીઝ જોવો છો તો તમારા ફ્રેંડ્સ ફેમિલી સાથે જોવો પણ કોમેડી જોવો કેમકે કોમેડી મુવીઝ તમે જેટલા જોશો એટલું તમે રિલેક્સ ફીલ કરશો અને તમને કોમેડી કરવાની પણ મજા આવશે અત્યારે તો હેરાફેરીના બધા જે ડાયલોગ છે એ જ પોપ્યુલર છે જે મજા આવે એવા છે જેમાં આપણે ફ્રેંડ્સની સળી કરી શકીએ તો આ બધું મારું એક્સપિરિયન્સ છે અને બહુ અને બહુ જ મજા આવે ખરેખર કે હું મુવીઝ જોઉં થેંક્યુ